સ્થળના પ્રવાસની વાત કરીએ તો હા ગોવા હું જયારે ગયો ત્યારે મારી અપેક્ષા એવી હતી કે ત્યાં દરિયાકિનારે બેસીશું અને શાંતિથી મજા કરીશું પરંતુ જયારે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે ગોવામાં ખાલી અને ખાલી દરિયા કિનારા નથી એના સિવાય પણ ઘણું બધું એવું છે કે જ્યાં જઈ અને તમે ઘણા બધા અલગ અનુભવો કરી શકો છો જેમકે ત્યાં ઘણાં બધા ચર્ચ એવાં છે કે ત્યાં જઈ અને તમે એના વિશે જાણી શકો છો એની સંસ્કૃતિ વિશે જાણી શકો છો બીજું ગોવામાં જે સંસ્કૃતિ આગળ વધી છે રેહણી કરણી આગળ વધી છે એ પોર્ટુગલ બેઝ છે એટલે એમાં પણ ઘણી બધી આપણને નવીનતાઓ અને વિવિધતાઓ વૈવિધ્ય દેખાય છે તો એ મને ખરેખર વધારે લાગ્યું જે મેં અપેક્ષા નહોતી કરી એની કરતાં ઘણું વધારે સારું મને ગોવામાં મળ્યું હતું